મને ગીતો સાંભળવાનાં તો ઘણાં ગમે છે કે હંમેશા એક મારે માટે એનર્જી બુસ્ટર તરીકે કામ કરે છે મને દરેક ટાઈપનાં ગીતો સાંભળવાનુ ગમે છે ક્લાસિકલ હોય ફોક હોય હિપહોપ હોય જેઝ હોય કે પછી હિન્દી મ્યુઝિક કે ગુજરાતી ફોક મ્યુઝિક હોય મને દરેક પ્રકારનું સંગીત ગમે છે મારા માનીતા ગાયકની હું વાત કરું તો મારા સૌથી માનીતા ગાયક છે કિશોર કુમાર લેજન્ડરી છે અને એમણે દરેક જોનરનાં ગીત ગાયા છે અને એ દરેક જોનરનાં ગીત મને એમના વારે વારે સાંભળું ને તો પણ મને એવું જ લાગે કે મેં હજી પહેલી વાર સાંભળ્યું છે હવે ગીતો એવું છે ગીત હંમેશા મૂડ પર ડીપેન્ડ કરતાં હોય છે તો તમને તમારા મૂડ પ્રમાણે ગીત સાંભળવાની પણ એક અલગ મજા હોય છે આપણું હિન્દી સિનેમાની વાત કરીએ તો એમાં એટલી બધી ટાઈપનાં મૂડ સોંગ્સ બન્યાં છે ને કે તમને કોઈપણ મૂડ તમે પકડો એ તમને અલગ અલગ સોંગ્સ તમને મળી જ જશે અને સોંગ્સની જ્યારે વાત કરીએ તો હું ક્લાસિકલ કહેતી હોઉં તો આપણા મહાન ગાયકો છે મોહમ્મદ રફી સાહેબ છે લતા લતાજી છે આશા ભોંસલે છે મન્ના ડે છે હેમંત કુમાર છે એવા કેટલા બધા ગાયકો છે જેમણે અલગ અલગ મૂડમાં ક્લાસિકલ ગીતો ગાયા છે જેની મજા જ અલગ છે અને તમને જ્યારે શાંતિ જોઈતી હોય તો એવાં ક્લાસિકલ સોંગ સાંભળો તો ખરેખર તમારા માટે એક એનર્જી બુસ્ટરનું કામ કરશે પછી રોમેન્ટિક ગીતો છે વરસાદી ગીતો છે અને બીજું કહીએ તો એ હિન્દી જે હિન્દી મ્યુઝિક છે એની અંદર દરેક મૂડને પકડતાં દરેક સિઝનને પકડતાં કે દરેક મોસમને પકડતાં પણ તમને ગીતો સાંભળવા મળશે એટલે ગીતની જ્યારે વાત કરે ને ત્યારે તો આપણી પાસે કદાચ એટલી બધી ચોઇસીસ છે કે તમે એ એ ખજાનો ખૂટે નહીં એટલો અખૂટ છે હવે હું ગુજરાતી તરીકે ગુજરાતી સંગીતની વાત કરું તો જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે મને ગુજરાતી સંગીતમાં એટલી મજા નહોતી આવતી કારણ કે એમાં કોઈ વેરાયટી નહોતી ગુજરાતી જુઓ એટલે માત્ર ગરબો તો ગરબા એ તમને ફિલ્મી સોંગ તરીકે નહીં મજા આવે પણ ગરબાને અમે જ્યારે શેરી ગરબા નવરાત્રિમાં રમતાં તો એ માણી લેતાં અને એની જે અલગ મજા હતી એ સોંગ તરીકે ન આવે તો ગુજરાતી મ્યુઝિકની વાત કરીએ તો એમાં અત્યારે ઘણું ચેંજ આવ્યો છે અને હવે જે ગુજરાતી મૂવીઝ બને છે એની અંદર તમને ખરેખર અમુક સોંગ્સ ગુજરાતીમાં જે આવે છે ને એ માણવા લાયક અને સાંભળવા લાયક છે તો મારું જે ગુજરાતી સંગીત છે એ ફેમસ તો હવે થયું છે એકચુલી ગરબા જેટલું ફેમસ હતું પણ ગરબા તો એ માતાજીની એક ઉપાસના છે તો ઉપાસનાને તમે ગીત કેવી રીતે કહી શકો તો સ્થાનિક સંગીતની વાત કરું તો ગુજરાતી મને ઘણું ગમે છે ત્યાર પછી હું ઘણી અલગ અલગ ભાષાનાં પણ સોંગ્સ સાંભળું છું ભલે મને એના અર્થ ખબર ના પડે અથવા થોડા ઘણા ખબર પડે પણ એનો જે જોનર છે એનો જે મૂડ છે એના પરથી મને ખબર પડે છે કે આ શું ગાય છે અથવા શું કહેવા માગે છે એટલે હું એને કેચ કરી શકું છું પણ હંમેશા મારા દિલની નજીક જે ગાયક રહ્યા છે એ કિશોર કુમાર જ છે અને એના તમે કોઈપણ સોંગ લઈ લો એ લેજન્ડરી છે એમનો રોમેન્ટિક મૂડ જુઓ કે સેડ મૂૃડ જુઓ કે પછી ક્લાસિકલમાં જુઓ કે અલગ મને કદાચ એટલું બધુ ખ્યાલ પણ નથી આવતો કે હું શું બોલી શકું એમાં તો એ બધા જ જોનરનાં મને ગીત એમના ગમે છે અને હિન્દી મ્યુઝિકમાં તો એટલી બધી મ્યુઝિક ડાયરેકટરની પણ એટલી ટેલેન્ટ છે જેટલી સિંગરની છે અને જૂનાં જે મૂવીસ હતાં એમાં જે રિયલ આપણું ઇંડિયન મ્યુઝિક હતું ને એ વધારે માણવા લાયક છે અત્યારનાં મ્યુઝિક ઇંડિયન ઇંડિયન મ્યુઝિકમાં એવું છે કે એ લોકો રિમિક્સ વધારે યુસ કરે છે તો રિમિક્સમાં એટલી મજા નથી આવતી જેટલી વર્સેટાલિટીમાં હતી તો હિન્દી મૂળ સોંગ્સ અને અત્યારનાં ગુજરાતી સોંગ્સ મને સાંભળવાં વધારે ગમે છે અને સૌથી વધારે હું કયા પ્રકારનું સંગીત સાંભળું છું એ જો હું વિચારું તો કદાચ ક્લાસિકલ સોંગ્સ હિન્દી સોંગ્સ વધારે આવે છે અને કિશોર કુમારનાં સોંગ્સ સૌથી વધારે મને પ્રિય છે